મને મને ક્રિકેટ ખૂબ જ પસંદ છે નિરાશાજનક રમતની વાત કરીએ તો પત્તાની ગેમ આવે છે ઉનો જે મને આવડતી નથી તો મારા મિત્રો રમતા હતા તો મેં બે કલાક સુધી તે લોકોને જોયું સમજ્યું અને રમવાનો પ્રયાસ કર્યો તો પણ મને ના આવડી તેથી હું હું નિરાશ થઈ ગ્યો જે હું રધુને સ ક્રિકેટ ખૂબ જ પસંદ છે પણ આ પત્તાની ગેમ જ્યારે મારા મિત્રો રમતા હોય તો મને તે રમત પસંદ નથી જે જેથી હું નિરાશાજનક થઈ ગયો તો અને તે રમત સમજવામાં મને ઘણો સમય લાગ્યો હતો અને તે રમત મને ગમ્યું નથી ઉનો તેના સિવાય બીજી ઘણી રમતો છે જેવી કે કેરમ છે પછી હોકી છે ખોખો છે એ બધી રમતો બી સારી છે પણ ખોખો જેવી રમતમાં મારા માટે નિરાશાજનક છે જેમ કે જેથી તે રમવાથી પડી જવાથી હાથપગમાં ઘણું નુકસાન થાય છે અને એક સમય એવો હતો કે જ્યારે ક્રિકેટ મારી ખૂબ જ પસંદીદા રમત છે પણ એ ક્રિકેટ બહુ ખતરનાક રમત પણ છે એક ક્રિકેટરનું નિધન પણ થયું હતું કે જ્યારે ફાસ્ટ બોલરે ફાસ્ટ બોલ નાખ્યો ને એ જે બોલ જમીન પર પછડાઈને સીધો તેના માથાના ભાગે વાગ્યો હતો ને તે રમતા રમતા મેદાન પર જ તેનું મૃત્યુ પામ્યું હતું એ દિવસે ખૂબ જ નિરાશાજનક દિવસ હતો તેથી ઘણી બધી રમતો છે પણ અમુક આવા કારણોસર અમુક રમતો નિરાશાજનક બની જાય છે થેન્ક યુ